હલો ધિસ કોલ ઇસ નાઉ બીઇંગ રેકોર્ડેડ હલો સાહેબ હું રાજુ ગોહેલ બોલું છું અમારા વિસ્તારમાંથી તમે અમારા વિસ્તારના મિસ્ત્રી સાહેબ બોલી રહ્યા છો તમે મને જાણવા મળશે કે તમે કોમ્પ્યુટર મુકવા માટેના ડેક્સટોપ સારા બનાવી આપો છો અચ્છા અચ્છા એવું છે

અને સાહેબ આપણને એમાં અલગ અલગ પ્રકારની ડિઝાઈનો જોવા મળી રહેશે

અચ્છા અને સાહેબ મારે એ એક જાણવું હતું કે મારા કોંપ્યુટર સાથે મારું પીસીયુ પણ છે પીસીયુ મુકવા માટેનું પણ અલગથી એમાં ખાનું બનાવવું પડશે પીસીયુ સાથે પ્લસ બીજા અલગ ચાર પ્રકારના નાના નાના સ્પીકર કોમ્પ્યુટરનાં સ્પીકર આપેલાં છે બરોબર એને માટે પણ અલગથી થોડી જગ્યા બનાવવી પડશે એમાં એ થઈ જશે એમાં અચ્છા સાહેબ તો હું તમારે ત્યાં ક્યારે આવી શકું મુલાકાત લેવા તમારે ત્યાં ઓકે સાહેબ ચાલો હું ત્યાં આવું ત્યારે તમને વાત કરું છું રુબરુ બરાબર